અમદાવાદ જિલ્લો એટલે કર્ણાવતી તરીકે ઓળખાતું આજનું ગુજરાતનું મુંબઈ એવું કહી શકાય કે જે કાપડ બજાર તરીકે ખૂબ પ્રખ્યાત હતું પરિવર્તનની વાત કરીએ ને તો અહેમદશાહ ઝફર આવ્યા ને ત્યારથી તો અત્યારે જે આપણે અર્થતંત્ર ચાલે છે ને અને જે આપણાં ગાદી પર બેઠા છે ને એની દૃષ્ટિએ જોઈએ ને તો ત્રણસો ને સાઠ ડિગ્રીએ બદલાવ આવી રહ્યો છે પહેલાં જૂના જમાનામાં જે પોળ જે ઊંચા ઊંચા મકાનો અને જે જૂનું અમદાવાદ કહી શકાય ને એ જૂનાં અમદાવાદ કરતાં નવું અમદાવાદ ખૂબ વિકસી ગયું છે ત્યાં આપણે કહીએ તો રેસ્ટોરન્ટ્સ બગીચા પેલી કાપડ મિલ હતી ને એ કાપડ મિલ હવે ઓછી દેખાય છે પણ છતાં એનું હજી પણ દબદબો તો આખા ભારતમાં છે રેસ્ટોરન્ટની દૃષ્ટિએ જોઈએ ને તો કાફે કલ્ચર હવે ખૂબ વધી ગયું છે અને કાફે કલ્ચરને લીધે અર્થતંત્ર નાના નાના જે વ્યવસાયો છે એ ખૂબ આગળ આવ્યા છે બાગ બગીચા તો જાણે આપણું એક નવું સ્વીઝર્લેન્ડ ઊભું કર્યું હોય ને રિવરફ્રન્ટ ઉપર ગેમ્સ નવી રાઇડ્સ આખે આખો પ્લે ઝોન અને સ્પોટ્સ ઝોન હવે આનાથી વધુ શું જોઈએ બદલાવમાં તમે ફ્લાવર શોમાં જઈ શકો છો અને હા આ બધાને પૂરી પાડતી ટોરેન્ટ ફાર્માસુટીકલ્સ અને ટોરેન્ટ વીજળી ઘર જે દરેકને ખૂબ સારી સુવિધાઓ આપે છે હજી આજ પણ સુધી એવું બન્યું નથી કે તમારે કામ હોય અને લાઇટ ચાલી ગઈ હોય હવે અહીંયા લાઇટ જવું ને એ એક સપનું છે મારી દૃષ્ટિએ જુઓ ને તો અર્થતંત્ર ખૂબ મજબૂત અને વિશાળ બની ગયું છે મોટા મોટા મકાનો ખૂબ વિશાળ રમવાનાં ગાર્ડન સારી સ્કૂલો જ્યાં અત્યારે પ્લે ગ્રાઉન્ડની વ્યવસ્થા ફરજિયાત થઈ ગઈ છે અને દરેક દૃષ્ટિએ અમદાવાદ એ છોકરીઓ માટે હોય કે નાનાં બચ્ચાઓ માટે ખૂબ સેફ છે તો રહેવું તો ફક્ત અમદાવાદમાં